હાલો હાં મારે છે ને તમાર શોપ પરથી એક કિલો ટામેટાં એક કિલો બટેટા અને એક કિલો ગાજરનો ઓર્ડર આપ્યો છે મારે ત્રણેય વસ્તુ એક એક કિલો લેવાની છે ઓકે

ઓકે ઓકે હાં ઓકે પણ અત્યારે મારે ખાલી જરૂર પ્રમાણે ખાલી બટેકા ટામેટાં અને ગાજર જ લેવાના છે અને જે મને સહજ ક્વોલિટીમાં જોઈએ છે

મારે સાંજે પાંચ વાગ્યા સુધી ઓર્ડર જોઈએ છે ઓકે અને ફુલેવર અને કેપ્સિકમનું શું ભાવ છે ઓકે ફ્રેશ રહેશે ને અંદરથી ઓકે ઓકે

ઓકે શું તમે આ ત્રણેય તમે ત્રણેય શાકભાજી સંજે પાંચ વાગ્યા સુધી ઓર્ડર મંગાઈ દેજો અને હું તમને દિલીવરી બોય સાથે પેમેન્ટ કરી દઇશ ઓકે